મારા રાજ્યમાં મુખ્ય તહેવારો જેમકે દિવાળી નવરાત્રિ અને ઉત્તરાયણ અને હોળી ઉજવવામાં આવે છે હું સામાન્ય રીતે દિવાળી અને નવરાત્રિની ઉજવણી કરું છું